અહીં અમારા વિસ્તારમાં મનોરંજન માટે કેટલાંક નાટ્ય સ્થળો આવેલાં છે કેટલાક ચિત્ર કલા સ્થળો આવેલાં છે જ્યાં તમે ચિત્રોની અને નાટ્યની ખૂબ મજા માણી શકો છો અને કેટલાંક એવા નાટ્ય કલાકારો છેજે ભવાઇ કરીને તમને પૂરા પ્રસંગની સંદર્ભમાં સમજાવી શકે અને ભવાઇ સાંભળવી એ ખૂબ મનોરંજન વાળી વાત છે